વિનય વાત કરો છો મિસ્ટર વિનય હા મેં તમને મારા કેસના બારામાં કીધું હતું તો તમને ખ્યાલ હશે તો તમે એની ઉપર શું કરી રહ્યા છો

પણ એવું થોડું હોય મારી ભૂલ જ નથી તો મને આવી રીતે કેવી રીતે આ લોકો કહી શકે બરાબર

સારું પણ તમે જુઓ તમે તમારી તરફથી તમે જોઈ શકો કે આમાં હું છું જ નહીં મારા પર ખોટો ઇલ્ઝામ લગાવે છે આ લોકો તો કેસ કોર્ટમાં જાય જ કેમ હાં

હું તમારી પર ખૂબ ભરોસો કરુ છું સારુ ઠીક છે ઠીક છે